વેપારની વાત કરીએ તો ગામડામાં તો શું ચાલે વેપારમાં કેમ કે લોકોને વસ્તુ જોઈતી છે દસ રૂપિયામાં દસમાં પાંચમાં મળે તો દસ રૂપિયા પણ નથી દેવા કારણ કારણ બસ એ જ છે કે ગામડાનાં જે ગામડાનાં લોકો છે તેને પોતાની જે બેરોજગારીમાં જીવે છે વરસાદ થાય તો તેની ખેતીમાં તેને પાક થોડો ઘણો થાય ને તે તેની જરૂરીયાત પૂરતું એ સંતોષે પણ જે પાંચ રૂપિયાની વસ્તુ મળે તો દસમાં પણ કોઈને લેવું નથી તો ગામડામાં કયા પ્રકારના વેપારો ચાલે ગામડામાં તો ઘણી બધી અગવડતા પડે રસ્તાઓ સારા નથી રોડ સારા નથી જવું આવવું લોકોને ઘણી બધી તકલીફ પડે છે બળદગાડાંઓ ચાલે તેવા રસ્તાઓ છે પણ ના કોઈ પ્રકારની ગાડી કે બસ કે જેવું ચલાવવી એવું રસ્તા સાંકડા ને જે સામેથી કોઈ વાહન આવે તો એક વાહન પસાર પણ ન થાય તો તો વેપાર ધંધો કરવો શું લોકોને દૂધની ડેરીની જરૂર છે પાંચ કિલોમીટર ચાલી ને જવું પડે ત્યારે તે દૂધ આપી શકે ડેરીમાં પહેલાં તો હુ એ જ કેવા માગુ છુ ગામડામાં છે ને દૂધની ડેરી એક હોવી જ જોઈએ કારણ કે અગવડતા છે લોકોને જે અગવડતા છે એ પોતાને કે સગવડ તરીકે કાર્ય કરે બીજી વાત એ કે સરકારને મારી એવી અપીલ છે કે લોકોને જે ગામડામાં પાંચ ગામ વટીને જ્યારે બેંકનું કોઈ કામ હોય તે એ જવું પડે છે તો મારી એક વિનંતી છે કે સરકાર બેંક ન કરી શકે તો કાંઈ નહીં પણ એટીએમની સુવિધા આજુબાજુમાં કરાવી દે તો લોકોને અગવડતાની સગવડતા પડી શકે વેપાર ધંધામાં તો કરિયાણાની દુકાન છે જો એ કરવામાં આવે તો લોકોને જે અગવડ ઘણી બધી પડે છે કરિયાણું લેવા માટે શાકભાજી લેવા માટે ઘણું બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની વસ્તુ જે કપડાં કે આ તે જે વસ્તુ જરૂર પડે છે તે એને ગામ વટીને જવું ને વાહનની પણ વ્યવસ્થા એ ગામડામાં થઈ શકતી નથી કારણ તેમાં વરસાદ થાય તો એટલો થાય કે એમાં લોકોને એ રસ્તાઓ જે ખાડા કપચીઓ એવા કે પોતાને ચાલવું હોય તો પણ વિચાર કરવો પડે જાનવરોની બીક લાગે શું કામ તેને એટલી બધી કાં તો સરકારને જો સરકાર સારી હોય તો તેને તો પહેલાં સુવિધા કરાવવી પડે કાં તો વેપાર ધંધો સારો એવો કરાવવો પડે રોજગારી જે બેરોજગારી છે તે બધા લોકો લોકોને વેપાર કરવો છે ને ગામડાનાં લોકો છે પણ તે પૈસા ટકે તેને પૂરતી સગવડતા નથી મળતી એ માટે એ લોકો નથી કરતા મારા અંદાજ પ્રમાણે તો હું દૂધની ડેરી કરીશ જેનાથી વેપાર લો મને મારી બેરોજ બેરોજગારીમાંથી રોજગારી પણ મળી શકે અને લોકોને અગવડમાંથી સગવડ પણ મળી શકે એ માટે હુ તો દૂધની ડેરી પણ કરીશ હુ તો કરિયાણાની દુકાન પણ કરીશ અને જરૂરી એવી વસ્તુઓ બધી જ રાખીશ જેથી ગામનાં લોકોને એ વસ્તુ મળી શકે